પુસ્તકો એ મારી પ્રિય હોબી છે પુસ્તકો ઉપરાંત આપ સામાયિકોમાં અને જે બ્લોગ અને કોલમો આવી છે એ બી ખૂબ જ સુંદર રીતે લખાયેલી હોય છે મને ગુજરાત સમાચારની રાહુ નીંદ્રની રાજૂ અંધારીયાજી અંકિત ત્રિવેદી નિર્મિત ઓઝાની કોલમ તો ખૂબ જ મજા આવે છે હું સવારે ઊઠીને મારો યોગાનો કાર્યક્રમ પતાવીને લગભગ સારાં પુસ્તકો અથવા તો આવી કોલમોનો અભ્યાસ કરવાનું મને બહુ ગમે છે એનાથી મને આખા દિવસની એક એનર્જી મળી જતી હોય એવું લાગે છે અને ઘણી જાણકારી પણ આપણને પ્રાપ્ત થાય છે મનોચિકિત્સકને લગતી એક કૉલમ આવે છે શતદલમાં જેનાથી આપણને માનસિક કેટલાક રોગો હોઇ શકે અને એ રોગોની શું સારવાર છે એવી ઘણી બધી જાણકારી મને પ્રાપ્ત થઈ કે જે વાંચવાથી મને ખબર પડી કે આવા પણ મનો મનો શારીરિક રોગો થઇ શકતા હોય છે આમ કોલમો અને સામાયિકો દ્વારા આપણે જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત કરી શકીએ છીએ અને હું એવું અંગત પણે માનું માનું છું કે કદાચ બે ન્યૂઝ ઓછા વાંચશો તો ચાલશે પણ આવી કોલમને તમારે વાંચનમાં વધારે પ્રાધાન્ય આપો એના દ્વારા તમે ઘણું બધું વાંચનથી તમારી જાણકારી તમારા તમારી મનોસ્થિતિમાં પણ ઘણો ફેરફાર કરી શકીએ છીએ અને આ રીતે સામાયિકો આપણને કેટલાં યુસફૂલ છે કે આપણને દુનિયાની બધી નાનામાં નાની વિગતોની માહિતી મળે છે આપણે ઘરે બેઠાં ય બધી વિગતો જાણી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ અને ચા પીતા વાંચવાનો જે એક અનેરો આનંદ છે એ જ જુદો છે સવારના પહોરમાં વરસાદ પડતો હોય અને ચાની ચૂસકી સાથે સુંદર રાજૂ અંધારીયાજીની કે નિર્મિત ઓઝાજીની કૉલમ વાંચવા મળે તો એનાથી વધારે સુંદર શું હોઇ શકે